આપણે બધી પ્રકારના મોબાઈલ રાખીએ છીએ જીઓના છે સેમસંગના છે વિવોના છે તમારે કયા પ્રકારના મોબાઈલ જોઈએ છે સાહેબ છે ને આપણી જોડે લેટેસ્ટ મોડલ ઓપ્પો કંપનીનું પણ આપણે રાખીએ જ છીએ એમાં ઘણા બધા ફીચર્સ છે છે એની કિંમત છે ઓગણીસ હજાર પાંચસો પણ આપણે તમને છે ને અત્યારે એક ઓફર છે એનો લાભ આપીએ એટલે પાંચસો રૂપિયા લેસ કરીને આપીશું હા પણ એની સાથે મેમરી કાર્ડ એક ફ્રી આવશે પછી તમારે માની લો કે એની ઉપર લોન કરવી હોય તો લોનની પણ સવિ સુવિધા છે ઈ એમ ઈ કે ને ઇ એમ ઇ એ પ્રકારે આપણે તમને વ્યવસ્થા આપશું એની અંદર

હં પચાસ ટકા પેમેન્ટ તમારે અત્યારે ભરી દેવું પડે પછી દર મહિને તમારે કેવી રીતનું છે એ રીતનું છ મહિનામાં કે બાર મહિનામાં તમારે પૂરાં કરી આપવા પડે વ્યાજ એનું નવ ટકા વ્યાજ રહેશે નવ ટકા સર તમને અત્યારે મોબાઈલ મળી જાય છે ને અડધી કિમતમાં તમને કરી દઈશું ચાલોને થોડું એમાં આઘું પાછું ઓગણીસ હજારનાં અડધાં કરી નાખો એટલે દસ આપવાનાં થાય તમારે સાડા નવ હજાર હા તમારે કેટલા કરવાં છે એટલા કરી દઇશું તમને દર મહિને હજાર ભરાય એ રીતની પોજીસન ખરી તમારી હા તો તમારે જે તમે કહો એ રીતે કરી દઈએ એમાં તો તો તો સારામાં સારું હા એ તો બતાવવાનાં જ હોય ને તમને એની ઉપર આપણે ટફન ગ્લાસ સાથે આપીશું એ સિવાય જે બીજા ફીચર આવતા હોય એ છે પછી બે અ ચાર્જર છે કંપનીનું એ છે બરાબર અને એનું બિલ પણ તમને ચોંસઠ જીબીની ચોસઠ જીબીની રેમ છે એમાં અને એ જે શું કીધું તમે કેમેરોને મેગા પેક્સલ કેમેરા ત્રણ કેમેરા આવશે આપણે અને ક્લિયરીટી તમારે તો જોવી જ નહીં પડે બજારમાં જે પણ ચાલુ ચીલાચાલું ફોન છે ને એનાથી બહું લેટેસ્ટ વર્ઝનનાં આપણી જોડે આ ફોન છે આ રહ્યા સર જુઓ ચોક્કસ બધું રાખીએ જ ને મળે જ ને એક્સેસરીઝ એની બધી મળશે તમને ગોરીલા ગ્લાસ મેં તમને હમણાં જ કીધું આપણે જ નાખી આપીશું તમને કોઈ બીજી તમે સોપ ઉપર જશો તો મોબાઈલ તો ત્યાં આગળ નહીં મળે પણ આપણે આ સુવિધા આપીએ છીએ ગ્રાહકોને એનો કંઈ નહીં એ આની સાથે જ છે ઇંકલુંડ જ કરી દીધું છે હા ફ્રીમાં ફ્રીમાં

હા કંઈ વાંધો ન ચોક્કસ ચોક્કસ કરી દઈએ એમાં શું